હા બોલો

મેં તમારો કેસ આખો જોયો આમાં આપણા પક્ષથી તો કોઈ ભૂલ છે જ નહીં આપણે હું સમજું છું આવી રીતે નહીં કહેવું જોઈએ પણ એકવાર જો કેસ દાખલ થઈ ગયો છે એટલે આપણે જે પદ્ધતિ હોય જે ગવર્મેન્ટના નિયમો છે એને અનુસરવા પડશે એટલે મેં મારી રીતે બધી તૈયારી કરી લીધી છે કેસનાં પેપર્સ રેડી કરવાના હોય બધા મેં તૈયાર કરી લીધા છે તમે આ વિશે ચિંતા નહીં કરો હું બધું જ જોઈ લઈશ મારા સાઈડથી તમારે ખાલી આટલું કરવાનું છે હું જે જે તારીખ આપીશ એ તારીખે તમે ખાલી કોર્ટમાં હાજર થઈ જજો ત્યાં શું બોલવાનું છે તો મને ખ્યાલ છે એટલે હું બધું સાચવી લઈશ તમે એના વિષયમાં કંઈ જ ચિંતા નહીં કરતા આપણો જે કેસ છે એ ખૂબ જ જુદો છે

અરે મેડમ મને ખ્યાલ જ છે અરે મને તમારું બધું ખ્યાલ જ છે આપણી પાસે બધા પુરાવા પણ છે જ અને જયારે લાસ્ટ ટાઈમ આવેલાં ત્યારે તમે જે જે મને હકીકત બધી જણાવી બધી આપણે નોંધ લીધી જ છે બધી આપણે જજ સાહેબ પાસે નોંધ મૂકી જ છે એટલે આ વખતે કેસ આપણો જ છે તમે ચિંતા નહીં કરો આપણો કેસ ખૂબ જ મજબૂત છે એટલે મારે હા તમારે ખાલી ભરોસો રાખવાનો છે અને હું તમને જે તારીખ આપી છે એ તારીખે ખાલી કોર્ટમાં તમે હાજર થઈ જજો ત્યાં પછી મારે બોલવાનું છે ને જરાક બી ચિંતા નહીં કરતા આપણા જે પુરાવા છે એ બધા ખૂબ જ મજબૂત છે ઠીક છે તમે એકદમ બેફિકર રહો વેલકમ